પુસ્તક વાંચનનો મારો પ્રિય વિષય ઐતિહાસિક અથવા તો રાજકારણ ભરેલી નૉવેલો છે દાખલા તરીકે કનૈયાલાલ મુનશીની હાથે લખાએલી પાટણની પ્રભુતા જય સોમ ગુજરાતનો નાથ જય સોમનાથ રાજાધિરાજ એ ઓછામાં ઓછી મેં પાંચ સાત વખત વાંચી છે એવી રીતે અશ્વિની ભટ્ટી પર તે પુસ્તકો છે તે મને વાંચવા ખૂબ ગમે અને તે એટલા બધા ગમે કો હું કલ જમવાનું સુવાનું બી ભૂલી જતો અને વાંચતો આ નમને કારણ કે મારો વિષય આ જ વસ્તુ હતો રાજકારણ રાજ અસલી જે બધી રા રાજ રમતો આવતી તે ગમતી તી મને હવે જો છતાં પણ હું ધાર્મિક પુસ્તક પણ વાંચું છું હું જે જગ્યાએ ફરવા જઉં છું ત્યાં બને તો પહેલાં તે જગ્યાનું આગળ થોડો ઇતિહાસ કે એની થોડી જાણવા જેવી વસ્તુ હોય તે હું વાંચીને પછી જ જઉં છું કારણ કે હું જ્યારે જ્યારે યુરોપના પ્રવાસે જતો ત્યારે હું ઇન્ટરનેશનલ ટૂરમાં જતો તે મેં જોયું કે કોરિયન છોકરીઓ આવતી હતી તે અમારો જે ગાઈડ હોય તે અમને બધું સમજાવે પણ એ ચોપડી કાઢીને જોવે અને પછી એમાંથી સવાલ પૂછે એ ત્યાંના લોકલ ગાઈડ કે જે વલ્ડ કોલિફાઇડ હોય તે પણ જવાબ આપતા ગુંજવાતા એટલે જે ખરેખર પ્રવાસનો આનંદ માણવો હોય તો એ જ સબ્જેક્ટ એ જગ્યાનું નોલેજ હોવું જોએ એટલે મને જે હું જ્યારે પ્રવાસે જઉં તેના પણ પુસ્તકો વાંચું છું થોડા ઘણા એટલા બધા નહીં પણ થોડા ઘણા અને મને તો રાજકીય ઇતિહાસ ઐતિહાસિક વલ્ડ વોરના પિક્ચરો અને પુસ્તકો વાંચવામાં રસ છે આધ્યાધિકમાં જે આપણા ધાર્મિક ઉત્સવો છે મહોત્સવો છે તેના પુસ્તક વાંચું છું બીજું હું વૈષ્નવ છું પુષ્ટિ માર્ગીય તેના પણ થોડા ઘણા પુસ્તકો હું વાંચું છું